હા મેં તમારી પાસે ચપ્પલની એક જોડી મંગાવેલી છે જેમાં સાઈજ તમને કીધેલી મને છ જોઈએ છે પણ તમે મને આઠ નંબરના ચપ્પલની જોડી મોકલાવી દીધી છે અને મને હવે આ ચપ્પલ થતાં નથી અને સાઈજમાં મોટા થાય છે તો પ્લીઝ તમે મને મારા માપની જે ચપ્પલની જોડી છે છ નંબરની એ મોકલાવો અને મને જે કલર જોઈતો તો એબી તમે કલર મને મોકલાયો નથી તમે મને બીજો કલર મોકલાવ્યો છે તો મને હવે આજે ચપ્પલની આવ્યાં છે મોટી સાઈજનાં હું તમને પાછા મોકલાવું છું તો તમે મને મારી જે સાઈજનાં અને મારા કલરનાં ચ જૂતાં ક્યારે પાછા આપશો એ મને જ જણાવજો કારણ કે મારે હવે લગ્ન આવી રહ્યા છે તો મારે લગ્નમાં એ ચપ્પલ પહેરવાનાં છે તો જલ્દી જલ્દ મને એ જૂતાં મારી મારી પસંદની જે જોડી છે એ મને મોકલાવો